આપણે આપણા ઈતિહાસમાં ડોકિયું કરીએ ત્યારે આપને ખબર પડી કે આપણો ભારત દેશ અખંડ ભારત એટલે કે એક ભારત કહેવામાં આવતું એમાં અલગ અલગ જાતિના લોકો વસવાટ કરવા આવતા અંગ્રેજો આવ્યા મરાઠાઓ અલગ અલગ શાસક આવ્યા તે તેનાથી આપણા ભારત છૂટુંછવાયું થઈ ગયું આપણું ગુજરાત છે તે મહારાષ્ટ્રમાંથી પણ છૂટું પડે છે રાજસ્થાનમાંથી પણ છૂટું પડે છે એટલે જોઈએ તો કે મરાઠા મરાઠામાંથી જ્યારે છૂટું પડે છે ત્યાંના લોકો વસવાટ કરતા હોય છે તે ગુજરાતમાં રહેવા આવે છે એટલે કે મરાઠી અને ગુજરાતી ભાષાનું આદાન પ્રદાન થાય છે જેમકે લટું મારો ગાંઠ માળો એ જ અમુક શબ્દ છે ને આપણી ભાષામાં ગુજરાતીના જ છે પરંતુ એ અમુક શબ્દ છે એ મરાઠીના છે ત્યારપછી રાજસ્થાનમાંથી પણ એ છૂટું પડે છે એટલે કે અમુક શબ્દ રાજસ્થાની અને ગુજરાતી બંને મિશ્રણ હોય છે પછી ગુજરાતમાં જ અલગ અલગ પ્રદેશના લોકો વસવાટ કરવા આવે છે એટલે તેમની ભાષા અને આપણી ભાષાનું આદાન પ્રદાન થાય છે ગુજરાતી ભાષા એ એનો ઈતિહાસ જોઈએ તો હેમચંદ્રાચાર્ય છે એના પૂર્વેના લોકો છે ત્યાંથી જે આર્ય ભાષા છે આર્ય ભાષા બાદ તે ઋગ્વેદ છે એ અલગ અલગ ભાષાઓનું આદાન તેના મૂળ આપણા આદિમાનવમાં છે ભાષાના મૂળ ગુજરાતી ભાષા પણ જોઈએ તો અંગ્રેજી અંગ્રેજો આવે છે અંગ્રેજો આવે છે તો એના અમુક શબ્દો હોય અમુક નહીં મોટા ભાગના શબ્દો છે જેમકે બસ છે બસનું ગુજરાતી કશું નથી ચોક છે ચોક માટે કશું શબ્દ નથી બેન્ચ છે બેન્ચ શબ્દ એના માટે ગુજરાતીમાં ઢળતું પાટિયું માટે આવે છે ત્યાર પછી એવા ઘણા શબ્દ છે જે આપણે એનું પ્રોપર ગુજરાતીમાં શું છે એ આપણને કશી ખબર નથી ત્યારબાદ જોઈએ તો કેમ એવા ઘણા શબ્દ છે આપણે એનાથી માહિતગાર નથી જેમકે બુઝારું બુઝારું શબ્દ છે કોના માટે છે ઘડા માટે છે ઘડાનું છે જે ઢાંકણું છે એને બુઝારું કહેવામાં આવે છે પછી જોઈએ તો ઘણા એવા જે આપણને મોટા ભાગે તો ખ્યાલ જ નથી કે આનું ગુજરાતી શું છે ટિકિટ ટિકિટ માટે એની મૂલ્યપત્રિકા મૂલ્યપત્રિકા શબ્દ છે પછી રેલગાડી છે એના માટે આગ વડે ચાલતી ગાડી એટલે કે આગગાડી છે એવા ઘણા બધા શબ્દ આપણે એના શબ્દભંડોળ જોઈએ તો આપણને ખ્યાલ આવે કે ગુજરાતી ભાષાના મૂળ શબ્દ છે તે લુપ્ત થતાં જઈએ છે બીજી ભાષાના કોઈ પ્રભાવે છે અંગ્રેજી છે ત્યારબાદ હિન્દી છે અલગ અલગ પ્રાંતમાંથી આવતા લોકો જે આ બધી ભાષા આનો પ્રભાવ ગુજરાતી ભાષા પર પડેલ છે મોટા ભાગે અંગ્રેજ શાસન છે ત્યારબાદ અરબી ફારસી શબ્દો પણ એવા છે કે જે પ્રોપર આપણા ગુજરાતીના નથી એ અરબી ફારસી તેમજ મુઘલ મુઘલો આવ્યા ત્યારબાદ મુઘલો ના પણ ભાષાનું આદાન પ્રદાન થાય છે એટલે કે આપણી ગુજરાતી ભાષા ત્યાં લુપ્ત થાય છે એટલે કે આપણે ગુજરાતી ભાષાનો ઉપયોગ નથી કરતા આપણે અરબી ફારસી જે શબ્દો છે એને સ્વીકારી લીધા છીએ ત્યારબાદ અલગ અલગ પ્રાંત અલગ અલગ રાજ્ય છે જેમકે ગુજરાતમાં કામ કરવા માટે લોકો આવે છે આસામથી છે મહારાષ્ટ્રમાંથી છે જે લોકો શ્રમિકો છે જે આવે છે તે પોતાની ભાષાનું આદાન પ્રદાન કરે છે એની ભાષા આપણે બોલીએ છીએ અને એ આપણી ભાષા બોલે છે શબ્દો જોઈએ તો આ પંખો છે પંખો એ ગુજરાતી શબ્દ છે ઇંગ્લિશમાં એને ફેન પછી બારી છે એના માટે વિન્ડો છે પછી ફોટોગ્રાફ થિએટર છે કમ્પ્યુટર છે આજકાલ આપણે મોટા ભાગે અંગ્રેજી શબ્દોનો ઉપયોગ કરીએ છીએ રોજિંદા જીવનના આપણે રોજિંદા જીવનમાં જોઈએ તો સવારથી ઊઠીને સાંજ સુધી આપણે જોઈએ તો સવારમાં ઊઠીએ તો બ્રશ છે ટૂથપેસ્ટ છે વિન્ડો છે ફેન છે ટ્યુબલાઇટ છે બેન્ચ છે બેડ છે ગ્લાસ છે જે વગેરે શબ્દો છે રોજિંદા જીવનમાં આપણે બોલીએ છીએ એમાં પણ અંગ્રેજી જ શબ્દ આવે છે ગુજરાતી ભાષાના શબ્દોનો ઉપયોગ આપણે અત્યારે જોઈએ તો બધા એમ કહેવાયને ઇંગ્લિસ પણ ગુજલીસ ગુજલીસ હા ગુજરાતીને ઇંગ્લિશે નહીં ઘણા લોકો એવા હોય છે એમ કહે બેટા તારા હેન્ડ વોસ કરી લે તારા હેન્ડ વોસ કરી લે તો એ શબ્દ કયો છે હેન્ડ વોસ તો આમાં હેન્ડ વોસ આમાં ગુજરાતી ભાષા લુપ્ત થતી જાય અમુક વ્યક્તિઓ એવા છે કે ગુજરાતી અડધું ગુજરાતી બોલે અડધું ઇંગ્લિસ બોલે એટલે આ તો આપણી ભાષાને માન ઓછું આપવામાં આવે છે આપણી ગુજરાતી ભાષા આપણી માતૃભાષા છે તો આપણે મોટા ભાગે આપણું જે રોજિંદા જીવનમાં ગુજરાતી ભાષાનો ઉપયોગ કરવો જોઈએ આ મોબાઈલ ફોન છે એમાં આવતું ઈન્ટરનેટ છે ફોટોગ્રાફી છે સાધનો છે વસ્તુઓ છે જે આપણે અંગ્રેજી શબ્દોનો ઉપયોગ કરીએ છીએ એટલે કે મોઘલ અરબી ફારસી ભાષાઓ છે એના કરતાં અંગ્રેજી ભાષાનો આપણે વધુ આપણી ભાષા ઉપર એનો પ્રભાવ પડ્યો છે અને જે આપણા મૂળ શબ્દો છે લુપ્ત થતાં જઈએ છે તો તેને ઉજાગર કરવા જોઈએ જે લોકોને ખ્યાલ નથી કે આપણા મૂળ શબ્દો શું છે જેમકે આપણે જોયું કે આ ટિકિટ માટે મૂલ્યપત્રિકા શબ્દ વપરાય છે લોકોને એને માહિતગાર કરવા પેન છે એના બદલે સીસાપેન છે ઇન્ડીપેન છે બૉલપેન છે એવા શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે પોસ્ટ ઓફિસ જે આપણે ટપાલપેટી કહેતા પોસ્ટ ઓફિસ એવા શબ્દો છે મોટાભાગે આપણે અંગ્રેજી શબ્દનું આપણે ઉપયોગ કરીએ છે તે ઉપરાંત મરાઠી શબ્દો છે અરબી ફારસી ભાષાનો પણ પ્રભાવ પડ્યો છે ગુજરાતમાં અલગ અલગ સામ્રાજ્ય સ્થપાયા અલગ અલગ લોકો આવ્યા તેથી આદાન ભાષાનું આદાન પ્રદાન થાય છે